શિવધારામાંથી વાત કરો મારા ફ્રેન્ડ હતો એણે મને આ તમારો નંબર આપ્યો છે મારે એક ઓર્ડર દેવાનો છે તમને કે મારે આઠથી દસ તારીખ દસ દિવસ પછી મારી બેનની સગાઈ છે તો એમાં બસ બપોરે કંઈ જમણવાર હોય એના વિશે થાળી મારે નક્કી કરવાની છે એટલે કે પાંચસો લોકો અમારી બાજુથી છે અને છસ્સો લોકો છોકરા બાજુથી છે એટલે એમાંથી છે ને તમારે મિનિમમ ચારસો ડીશ સ્વામિનારાયણ એટલે કે કાં કાંદા લસણ વગરની તમારે ડીશ બનાવવાની છે બાકી તમારે જેટલી વધે એટલી એ બધી રેગ્યુલર કરવાની છે અને એમાં જોવો બે શાક એમાં શું છે કે અડધા લોકો પંજાબી ને અડધા લોકો કાઠિયાવાડી ખાવાના શોખિન છે એટલે અડધા તમે પંજાબી શાકએ રાખજો અને રેગ્ગુલર જે શાક આવતું હોય એટલે બે બે શાક તો તમે નોર્મલી રાખજો જ તે અને આ સીઝન અત્યારે કેરીની છે તો એક કેરીનું સલાડ અને પીવા બીવામાં એક કામ કરોને રસ રાખી દેજોને એટલે કે હું બધાને ભાવે નાના છોકરાનેય ભાવે ને મોટાનેય ભાવે બધાને ભાવે રસ તો ભાવે જ તે બધાને અને ઠંડામાં એક કામ કરી નાખો મઠો રાખી દ્યો મસ્ત મજાનો અને મીઠાઈમાં એક કામ કરજો મીઠાઈમાં મોતીચુરના લાડુ રાખજો બ બસ એ એક મોતીચુરના લાડુ રાખજો અને ભજીયા તો રાખજો જ કારણ કે ભજીયા તો નાનાનેય ભાવે ને અને મોટાનેય ભાવે કાંઈ ના ભાવે તો કાંઈ નઈ ભજીયા તો ખાય જ તે બધા એનાથી ખાઈને પેટ ભરે અને સાવ છેલ્લે આપણે એક સાવ છેલ્લે બધાને દાળ ભાત ખાવાની ટેવ જ હોય આ કાઠિયાવાડીમાં એટલે બસ આ દાળ ભાત રાખી દેજો એક અને ફૂલ થાળી એ રીતે કરી નાખજો અને છાસ તો ભૂલતા જ નઈ છાસ છાસ વગર તો કોઈને ભાવશે જ નઈ છાસ વગર તો કોઈને હેને ગળે ઉતરશે જ નઈ છાસ તો તમારે રાખવાની જ છે આ રીતે તમે છેને આખી ફૂલ થાળી તૈયાર કરવાની છે અને હવે તમે કાંઈ નઈ થાળીનું તો નક્કી થઈ જ ગયું હવે તમે મને કઈ દ્યો કે રાખો આ ડીશનો ભાવ હું છે ભાવ હું થાય છે કાંઈ નઈ તો બસ્સો નીચે તો રાખજો જ કારણકે બસ્સોથી ઉપર હું જવાનો નથી અને મિનિમમ તો તમારે મને ડિસ્કાઉન્ટ તો દેવું જ પડશે કારણ કે મેં દીધો છે ઓર્ડર મોટો અને તમારા જાણીતા જ છે ઈ તમારા ભાઈ કાં કંઈક રિલેટીવમાં થાય છે એટલે એ ભાઈએ મને કીધુ હતું કીધું તું એ કે મારું નામ દેજે ને એટલે તમારું એટલે મેં તમારું નામ દીધું છ એટલે તમારે થોડુંક ડિસ્કાઉન્ટ તો દેવું જ પડશે અને હારી રીતે મને કઈ દેજો અને તમે મને એટલું કઈ દ્યોને આ ડીશનું ચાખવા કયા દીવસે આવું અને ક્યારે થઈ જશે દસ દિવસ પછી મારી બેનના સગાઈ છે એટલે જોઈશે અમારે તાત્કાલીક વેળાસર એટલે વહેલાસર મને આનું કરી દ્યો કાકા